શુકન હોટલ અને ભા ભાવેશ ભાઈ બોલો છો તમે હું હોસ્ટેલથી બોલી રહ્યો છું અને અમારે અમારે પચાસેક જેટલા રૂમની વ્યવસ્થા કરવી હતી જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ત્યાં આગળ જે હોસ્ટેલમાં રહે છે એ હોસ્ટેલના અંદર રીનોવેશનનું કામ ચાલુ કર્યું છે તો અમારે હોટેલ જોઈતી હતી એટલે અમુક રૂમ જોઈતા હતા થોડા દીવસ માટે તો તમારે ત્યાં પચાસેક જેટલા રૂમ આમ ખાલી હશેને હા અમારે સો સો દોઢસો જેટલા સ્ટુડન્ટ હશે હા હા અને એ રૂમના પૈસાને જરા તમે અમને જણાવો તો હાલ અને પણ આટલા બધા સ્ટુડન્ટ આવે છે તો પછી તમે કોઈ પૈસામાં અને એ જે અમે જે આ પૈસા તમને ચૂકવીશું તો એમાં જમવાનુંને બધું શું છે જરા અને અમારે અહીં જે હોસ્ટેલ જે બધા વિદ્યાર્થીઓ રહે છે એ લોકોને રાતે રોજ દૂધ પીવા જોઈએ છે તો એની સગવડ થઈ શકશે જરા બધા માટે બરાબર અને અમારી સ્કૂલનો સમય જે છે ને એ નવથી પાંચનો છે તો પછી એ પ્રમાણે તમે અમને સવારે અને સાંજે છોકરાઓ જાય અને છોકરાઓ આવે ત્યારે તમે અમને નાસ્તાની વ્યવસ્થાને એ બધું કરી દેશો જરા અને અમારે બીજું વસ્તુ બીજું એ કે અમારે અહીં હોસ્ટેલના અંદર જે બધા વિદ્યાર્થીઓ રહે છે ને એ લોકોને નાવામાં ગરમ પાણી જોઈએ છે તો તમારી હોટેલમાં અમને ચોવીસ કલાક ગરમ પાણીની સુવિધા મળશે અને તમે એક રૂમના અંદર કેટલા વિદ્યાર્થીઓને રહેવાની સગવડ આપી શકશો બરાબર અને તમે જે આ પૈસા કીધા એના પછી એમાંય હજુ તમે કંઈ કરી શકો એમ છો ઓછું અને આ જે હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ રહી રહ્યા છે તો એ છોકરાઓને રમવા માટે કોઈ ગેમ કે એવું કશું તમારા ત્યાં ઉપલબ્ધ છે હા હા અને હા હા અને જે સ્કૂલમાં છોકરાઓને લેવા મુકવા લઈ જાય એ બસની પાર્કિંગની ત્યાં એટલી જગ્યા મળી રહેશેને

ના ના બસ તો અમારા જોડે છે જ તમારે ખાલી પાર્કિંગની જગ્યા આપવાની રહેશે અને આપણું અ કમ્પ્લીટ સરનામું હા હા સારું તો પછી જે હોય એ તમને અમે જણાવીએ બરાબર હા ઓકે કંઈ વાંધો નહીં ચાલો વેલ્કમ